હા મને નૃત્ય કરવું ખુબ પ્રિય છે હા તો હું નૃત્યની વાત કરું તો એમાં અલગ અલગ શો આવે છે એમાં છે ડીઆઈડી ડાન્સ પ્લસ ઝલક દિખલા જા ડીઆઈડી સુપર માસ્ટર એવા અનેક શૉ હું જોઉં છું અને યુટ્યૂબની વાત કરું તો હું યુટ્યૂબમાં બહુ ઓછા જોઉં છું પણ એમાંથી હું અતયારે ઇન્સ્ટામાં જોઉં છું શોર્ટ્સ ફિલ્મ હા તો મને એમાં જોવું ગમે છે કેમકે એમાં હું ડાન્સીન્ગ જોઉં છુ તો મારે એ મારી સ્ક્રોલમાં મારી સ્ક્રોલ ટાઈમમાં મારી ટાઈમ લાઈનમાં નૃત્ય વિષે જ અને મારા ડાન્સ વિષે જ આવતું હોય છે હા તો એની વાત રહી કે ઝલક દિખલા જા શૉમાં તો બધાં કપલો દ્વારા આપણને બધું બતાવવામાં આવે છે એમાં જે કપલો હોય છે એ કલપ એ કપલો અલગ અલગ ટાસ્ક પ્રમાણે એ આગળ વધતાં હોય છે એમાં મને જે છે એમાં એક પ્રિન્સ હતો અને બીજી સીઝનમાં રૂબીના હતી આ કપલમાં જોઈને મને પણ મારા લોકપ્રિય નૃત્યમાં મને આગળ વધવાની મને ખૂબ તીવ્ર ઈચ્છા થઈ છે અને બીજી વાત કરીએ તો કે ડાન્સ ઇન્ડિયા ડાન્સ પ્લસ જેવા શૉ છે એમાં ડાન્સ પ્લસની વાત કરું તો એમાં છે પેલા જે કન્ટેસ્ટેન્ટ આવે છે તો એ એ લોકો પોતાને ટાસ્ક પ્રમાણે આગળ વધે છે અને એના જે કોચ અથવા તો ગાઈડ હોય એના ફોલો મુજબ જે એને પ્રેકટીસ કરાવે છે એવી રીતના તે આગળ વધે છે અને અથવા તો એની થીમ ઉપર અમુકવાર ડાન્સ કરવામાં આવતા હોય છે ત્યારે તો અને ગુરુ સાથે એને પણ ડાન્સ કરવાનો મોકો મળતો હોય છે અથવા તો બીજા ગુરુની કોમ્પિટિશન આવી રીતના ચાલતી હોય છે અને રીલ્સમાં મને વધારે પડતા લોકપ્રિય જે નૃત્યો આવતા હોય એ વધુ જોવાં ગમતાં હોય છે મને અને મારી જે યૂ ટ્યૂબ ચેનલ પણ ઈ હું નૃત્ય વિશે વધુ જાણતી હોઈ છું પછી એવું છે કે ન તે સીજનો આવતી હોઈ છે તેમાં અલગ અલગ મોસ્ટ ઓફ તો સેટરડે સન્ડેના દિવસે જ આવતી હોઈ છે એટલે જે ફ્રી ટાઈમ હોઈએ હું મારો મારા લોકપ્રિય વસ્તુ નૃત્ય માટે કાઢતી હોઉં છું કે એ વિડિઓ માં છે ને ક્યારેક ક્યારેક અમુક ટાસ્ક પ્રમાણે કે અમુક અમુક પ્રકારની થીમ પ્રમાણે છે ને એમાં પરંપરાગત નૃત્યો બતાવવામાં આવે છે પણ હા એમાં એક ખાસ વિશિષ્ટ બાબત છે કે એ પરંપરા પરંપરાગત નૃત્યોને કે આપણા જે પહેલાનાં નૃત્યો છે અને છે ને હું મૉડેન યુગ પ્રમાણે પણ એ લોકો દર્શાવતા હોય છે એટલે એ વધુ મને ગમે છે અને જો હા મેં જે ડાન્સ પ્લસની મેં વાત કરી કે એક સીઝન માં પ્રિન્સ હતા અને બીજા સીઝનમાં જે રૂબીના ધિલેખ હતી તો અને ફોલ્લૉ કરી ને મને હજી એવું થાઈ છે કે હું એ લોકોને ફોલ્લૉ અપ કરું અને હું મારી લાઈફમાં આગળ વધુ અને હું કોઈ એવા સ્ટેજ ઉપર પહોંચું અને હું મારું મોડેલ તરીકે પણ હું મારુ મારામાં લાવી શકું તો આ એક માટે એક અગત્ય ની મારી માટે ચેલેન્જ ચેલેન્જ બી કહી શકું અને એક મારુ મોડેલ તરીકે બી હું કહી શકું એટલે મને છે ને લોકપ્રિય નૃત્ય વિષે ખૂબ જાણવું ગમે છે કોઈ એવી શાસ્ત્રીય માટેની કે નૃત્ય માટેની કોઈ બુક હોય તો એમાંથી પણ વાંચી વાંચી ને યોગ્ય કથક કે એ હું શીખવાની ટ્રાઈ કરું છું એટલે મને આવા નૃત્યો વિશે નવી નવી માહિતીઓ અને નવા નવા વિડિઓ જોવાં ખૂબ ગમે છે